હલો હા તમારું નામ તમારું નામ હલો હલો હલો હા હા હું ડોક્ટર વાત કરું છું અચ્છા અચ્છા અચ્છા અચ્છા અચ્છા અચ્છા હવે બેન આજે તો સનડે છે એકતો પણ હું તમને એક સજેસ્ટ કરીશ કે આજે છેને તમે કોઈ મેડિકલ શોપમાં જઈને તમે સેકજિન ક્યાં તો બીજી જે અલર્જીની દવા આવે છે એલીગ્રા એ તમે લઇ લો અને એક એક જ લેજો હમણાં પણ ખાલી પેટ નહીં લેતા કાંઈક ખાઈને પછી લઈ લેજો અને થોડુંક તમે આરામ કરી લો અને છતાંય ની તમારી છીંકો મટે તો તમે થોડુંક નાસ લેજો અને પાણીમાં શું છે કે અજ અજમો નાખીને અને વિક્સ નાખીને થોડી નાસ લો અને પછી એક ગોળી તમે પાછી રાત્રે લઈ લેજો અને બીજું તમે કાલે સોમવાર છે એટલે શું કરજો કે તમારું બી ટવેલ હું તમને છેને વોહટસ અપ પર મેસેજ કરી દઉં છું આ બધાં ટેસ્ટ તમે કરાવી લો બી ટવેલ ડી થ્રી હેમોગ્લોબિન અને શું કહેવાય થાઈરૉઈડ લેવલ એ બધું તમે એકવાર ચેક કરાવો અને પછી મારી પાસે આવીને તમે રિપોર્ટ બતાવી જાવ બરાબર અને પછી હુ તમારી રિપોર્ટ જોઈને તમને હું જાણ કહું કે હવે આગળ શું કરવાનું છે અને પછી હું તમને એક બીજી સજેશન આપીશ કે અહિયાં શું છે કે હમણાં ધૂળ તમારી ઘરની આસપાસ કંઈ બને છે જ્યાં ધૂળ મીટ્ટી બહુ આવે છે અચ્છા અચ્છા એટલા માટે મને લાગે હા હા હા તો એક કામ કરો તમે ત્રણ ચાર દિવસ માટે છેને સાપુતારા ફરી આવો એટલે ત્યાં શું છે કે તમારા ત્યાંનું જે વાતાવરણ છે એ બહુ સારું છે તો તમને થોડુંક જે હમણાં જે તમારી એલર્જી અગરેવેટ એટલે વધી ગયેલી છેને તો એ તમારી થોડીક ઓછી થઈ જશે અને હુ તમને છેને મારું વોટસ અપનું નંબર આ તમારું વોટસ અપનું નંબર છે અને હુ તમને બેન્ક ડીટેઈલ્સ મોકલું છું તો તમે મને જરાક પાનસો રૂપીયા ટ્રાન્સફર કરી દો અને કાંઈ તમને બીજી કોઈ તકલીફ છે અચ્છા અચ્છા હા તો કઈ નઇ આજે હવે સનડે છે તો મારી ક્લિનિક બંધ છે પણ તમે શું કરજો કે કાલે મારી ક્લિનિક પર આવી જાવ અને હુ તમને આ ટેસ્ટ લખી આપું છું તો તમે સવારે ટેસ્ટ કરાવીને ખાલી પેટ અને તમે સાંજે મારી પાસે તમે આવી જાવ રિપોર્ટ લઈને તો હુ તમને થોડુંક બીજી દવા મારા તરફથી લખી આપું અને તમે જરાક હોય શકે તો બે ત્રણ દિવસ તમે સાપુતારા ચક્કર મારી આવો એટલે તમારું શું છે કે જે જે એલર્જી બહુ વધી ગયેલી છે એ તમારું થોડુંક શાંત થઈ જાય અને હુ તમને નંબર હમણાં મોકલું છું તો તમે મને જરાક પાનસો રૂપીયા મારી ફીસ મોકલી દો ઠીક છે હા ઓકે હા હા